મારા વિસ્તારમાં નદી અને તળાવ પણ આવેલાં છે ત્યાં તળાવની અંદર બોટિંગ અને ફિશિંગ કરવા બહારથી ઘણા માણસો આવતા હોય છે અને દુકાળ કે રેલના કોઈ પ્રશ્નનો સામનો મેં કરેલો નથી